અમારી આસપાસમાં વાણી વિનાયક છોકરીઓ માટેની કૉલેજ છે છોકરાઓ માટેની પણ કૉલેજ છે આજુબાજુ નજીકમાં મોટી કૉલેજ છે કે જેને આપણે તોલાણી કૉલેજ કહેવામાં આવે છે પછી આઇ ટી આઇ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં મોટામાં મોટી કૉલેજ છે એ યુનિવર્સિટી કે જે આપણે ત્યાં ચાલી રહી છે હવે ઉનિવર્સિટી અને તોલાણી કૉલેજ છે કે વાણી વિનાયક છે તેમાં અમારા અમારા મારા મતલબ પોતાનાં તો કોઇ બધા ભણી ગયેલા છે પણ હવે જે મારા સગા સંબંધીઓમાંથી આ દરેક કૉલેજોમાં ભણે જ છે એટલે જે કોઈ આ વિસ્તારની પ્રખ્યાત કૉલેજો છે કે જે અહીંયા તોલાણી છે એ પ્રખ્યાત કૉલેજ છે અહીંની આમ વાણી વિનાયક છે એ પણ પ્રખ્યાત કૉલેજ છે ક જેમાં ઘણી દીકરીઓ આવે છે ભણવા માટે અને જે યુનિવર્સિટી એ પણ સારી ચાલે છે અને આજુબાજુ આટલી બધી મોટી કોલે બી એડ કૉલેજ પણ ચાલે છે ક જેમાં છોકરીઓ કે છોકરાઓ આગળ વધે અને એક સારું શિક્ષણ મેળવીને સારું શિક્ષણ આપવા માટે તૈયાર થઇ જાય છે